દક્ષિણ ગુજરાતમાં પ્રવાસમાંથી સાપુતારા સૌથી સારામાં સારી એરિયા છે ને તે એટલે ઘણી ઊંચાઈ ઉપર છે ત્યાંનું વાતાવરણ પણ બહુ સારું છે હવા પાણી ખુશનુમા છે ત્યાંનાં લોકો સારા હોટલની સગવડો સારી એટલે ત્યાં ફરવાનું ગમે એવું છે ત્યારબાદ આપણે જોઈએ તો વલસાડ વલસાડના ત્યાં દરિયાકિનારો તિથલ ઘણો ફેમસ છે જગ્યા છે અને વલસાડની અંદર જોઈએ તો ત્યાંની હાફૂસ કેરી તો વખણાય છે જે ખાવા જેવી છે ત્યારબાદ આપણે જોવા જઈએ તો વાપી જે દક્ષિણ ગુ આખી દુનિયામાં ફેમસ છે કારણ કે શરૂઆત ફેક્ટરી હતી આજના તબક્કે ઘણી કેમિકલ તથા બીજી અલગ અલગ જાતની કંપનીઓ છે અને ત્યાં રોજીરોટીનું બહુ મોટું સાધન છે જેથી માણસને રોજીરોટી મળી જાય અને વાપી નજીકમાં આવેલા એકબાજુ દમણ અને બીજી બાજુ સેલવાસ બંને જગ્યાએ પણ સરકારે ઘણી સબસિડી જાહેર કરી દીધી છે જેના કારણે મોટી મોટી કંપનીઓ થઈ છે ત્યાં પણ હવામાન પાણી ઘણી સારી જગ્યા છે અને નોકરી ધંધા માટે તો સૌથી બેસ્ટ જગ્યા છે માટે ત્યાં ફરવા માટે સ ઘણી સારી જગ્યા છે સેલવાસના કાંઠા ઘણા વખણાય છે અને તે જોવા જેવા પણ છે આમ દક્ષિણ ગુજરાતમાં વાપી વલસાડ નવસારી સુરત એક સરસ જગ્યા બહુ સારી જગ્યા છે અને ખાસ ધ્યાન રાખવા જેવી બાબત વસ્તુ એ છે કે ત્યાંની ભાષા એ ત ઉચ્ચાર સરળ છે ત્યાં માણસો બોલતા પહેલાં ગાળ બોલે છે ના ત્યાં સુરતી જોડે વાત કરતાં પહેલા બહુ વિચાર કરવો પડે સભ્ય સમાજના માણસોને તકલીફ થાય છે જ્યાં ત્યાં બોલાવા માટે ત્યાં સુરતી ભાષા માટે એવું કહેવાય છે કે એમની સાથે બને ત્યાં લગી ઓછી વાત કરવી ત્યારબાદ લાભીધામ ત્યાંનાં લોકો દમણને શ્રી વ્યભિયાના લોકો ઘણા સારા છે અને મુંબઈથી ની આવેલા લોકો પણ ઘણા સારા છે બધા ભેગા કક્ષમાં થઈ જાય છે બધા જુદાજુદા પ્રદેશમાંથી આવેલા લોકો એક જગ્યાએ રહે છે હળીમળીને સ સારી રીતે રહે છે આમ ઘણી સારી જગ્યા છે